આજે બજારમાં રેડીમેડ કલોથનો વિશાળ માર્કેટ છે પરંતુ લોકોને હાથના સિવેલા કે ગૂંથેલા વધારે ગમે છે કેમકે હાથની બનાવટમાં લોકોને સિલાઈની દૃષ્ટિએ મનપસંદ તમે ડિજાઈન ચોઈસ કરી શકો વિગેરે કરી શકો છો રેડીમેડ ક્લોથમાં સિલાઈ નબળી હોવાથી તમારે દરજી પાસે ડબલ સિલાઈ કરવા જવું પડે છે વળી દેખાવમાં રેડીમેડ ક્લોથ આકર્ષક લાગે પણ અમુક કપડાં સિફોન જેવા હોય તો પહેરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે સ્કૂટર કે રિક્ષામાં બેસતી વખતે જો ખાપા આવે તો બારસો કે પંદરસો રૂપિયાની કુર્તી ફાટી જાય છે તેમાં પછી કંઈ જ ન થઈ શકે જ્યારે હાથની બનાવટમાં કાપડની ચોઈસ આપણી અને સિલાઈ પણ મજબૂત હોય છે